તમારે એસી ગાડી જોશે કે નોન એસી આમ તો પર કિલોમીટર બાર રૂપિયા જે પણ કન્સેશન થોડું કરી આપશું ના સાદાનો ભાવ છે એસીના પંદર રૂપિયા છે હા છે હા હા એટલે તમારે મિની બસ કરવી છે કે ગાડી જોઈએ છે દસ જણને આવી શકે નેનોન અ તો પછી ના ના તો પછી બે ગાડી કરી થોડી મોટી ગાડી છે મિની બસથી થોડી નાની ને એનાથી થોડી વેગનાર ટાઈપથી થોડી મોટી તો બંને છે તમારે જેમાં જવું હોય એમાં એટલે તમારું બજેટ કેટલું છે હા ઘરથી હોમ ટુ હોમ હા ઘરથી ડેસ્ટિનેશન સુધી બસમાં તો એસી છે ભાઈ બીજું તો જેવી તેવી નહીં તો લક્ઝરીસ અલગ મોટી બસમાં જવાય આમાં તો કાંઈ એવું બધું હોય નહીં રસ્તામાં તમારે હોલ્ટ કરવો હોય તો થોડો હોલ્ટ થઈ શકે બાકી તો બીજું કોઈ તો એવું છે નહીં

અત્યારે ડાયવર્ઝન છે એટલે ચાર સાડા ચાર કલાક સાડા ચાર કલાક તો ગણી જ લેવાના આપણે સાડા ચાર થી પાંચ કલાકની વચ્ચે તમે પહોંચી જશો પંદર એસીના છે હા જી હા જી ઓકે